હેલો આ પાન કાર્ડ વિભાગ છે હા મારે પાન કાર્ડના અધિકારીની સાથે વાત કરવી છે હેલો સર મારે થોડાં જ સમયમાં કેનેડા મારા દીકરા પાસે જવાનું છે એના માટેની પ્રક્રિયા મેં શરૂ કરી દીધી છે પણ મારે પાન કાર્ડની તાત્કાલિક જરૂર છે મેં નવું પાન કાર્ડ કઢાવવાની એપ્લિકેશન અને ફોમ ભરીને આપી દીધું છે ફોમ આપ્યું ત્યારે મને એક ભાઈએ પહોંચ આપી હતી એનો નંબર છે એ બી સી ડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે અને મારી જન્મ તારીખ ચૌદ એક સત્તરસો અઠાવન છે હવે મને જાણવું છે કે તે કાર્ડ મને મોકલવામાં આવ્યું છે કે નહીં મને આના વિશે માહિતી આપી શકો છો થેન્ક યુ